શું ચાલશે આંખમાં શું ચાલશે તકલીફ મોતિયો છે તો તમે તમે એમનું એમનું ડાયા ડાયબીટીસને બધું ચેક કરાવીને રીપોર્ટ થઇ જાય તો તમે મુલાકાત લો મારી કેમ કે મારે ડાયબીટીસ ડાયબીટીસ હશે તો પછી ઓપરેશન કંટ્રોલમાં નહીં આવે ડાયબીટીસ ત્યાં સુધી ઓપરેશન ના થાય મોતિયાનું હા ડાય આ તો કંઈ બ્લડ બ્લડ પ્રેશર એમને કન્ટ્રોલ તમે પહેલાં એક કામ કરો એમને એડમિટ કરો મારા હોસ્પિટલમાં એટલે મારે એક દિવસ એમને અ ઈન્ડોર રાખવા પડશે અને એમનું ડાયબીટીસ છે બ્લડ પ્રેશર છે બધું મારી રીતે ચેક કરી અને પછી આપણે બીજા દિવસે એમનું ઓપરેશન કરી દઇશું અને અત્યારે તો હું તમારે પેલું ક કયું આપણે નેત્રમણી લગાવવાની છે સાદી નેત્રમણીમાં તમારે પંદર હજાર રુપિયાની આસપાસ થાય હા અને એમાં તમારે શું છે કે અત્યારે તો લેસર કિરણથી થાય છે એટલે બીજી કોઈ વધારે પ્રોબ્લેમ બી નહીં થાય તમારા પપ્પાને અને બે કલાકમાં તો રજા આપી દઇશું બરાબર ને હા એટલે તમે એક કામ કરો હા જી ખાવાનું તો ખાવાનુ તો બિલકુલ અત્યારે બિલકુલ દાળભાત ને એવું બધું આપવાનું બે દિવસ બરાબર ને હા પરમ દિવસે મળીએ